પહેલાના સમયમાં આપણા યુવાનોને રમત ગમતમાં ભાગ ઘણો ઓછો લેવામાં આવતો હતો કારણ કે પહેલાં રમત ગમતમાં ભાગ લેવો એ ભણવાનું નહીં આવડતું હોય એ લોકોની પ્રવૃત્તિ ગણાતી હતી પરંતુ હવે લોકો અને બધી જગ્યાએ રમત ગમતને ઘણું પ્રોત્સાહન આપવામાં આવે છે શાળા સ્તરે લોકો વિદ્યાર્થીઓ જલ્દીથી રમત ગમતમાં ભાગ લે અને તેમાં જ પ્રગતિ કરે તેના માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભ પણ આયોજવામાં આવે છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ નવી નવી રમત ગમત શીખે છે અને તેમાં જ પોતાનો કારકિર્દી આગળ વધારે છે તેમજ ઘણા બધા અવોર્ડ્સ પણ આપવામાં આવે છે જેનાથી તેઓ પ્રોત્સાહિત થાય છે જે લોકો ભણવામાં નહીં સારા હોય ને સારા હોય તે લોકો બધા જ રમત ગમતમાં હવે ભાગ લે છે રાષ્ટ્રીય સ્તરે પણ ઘણી બધી રમત ગમતનું આયોજન થાય છે અને તે લોકોને ઘણા બધા અવોર્ડ્સ અને ભેટ આપવામાં આવે છે જેનાથી તે લોકો પ્રોત્સાહિત અનુભવે છે તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ઓલમ્પિક્સ જેવી ગેમ પણ હોય છે જેના લીધે તેમને દેશમાં જ ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે કે જેથી તે લોકો ઓલમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની રમત માટે તૈયાર થાય સરકારમાં સ્પોર્ટ્સ કોટા પણ આપવામાં આવે છે કે જે લોકો સ્પોર્ટ્સમાં એક સ્તર સુધી રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યા હોય તે લોકો માટે અલગથી સીટ પણ હોય છે કે જેનો ફાયદો તે લોકો ઉઠાવી શકે છે તેમજ હવે આપણે ત્યાં ઘણી બધી અલગ અલગ જાતની રમતો જેમ કે ક્રિકેટ હોકી વોલીબોલ વગેરેને પ્રોત્સાહન આપવામાં આવે છે હજી પણ શાળા સ્તરે રમત વધારે લોકો રમે તેના માટે શાળાએ પ્રોત્સાહન આપવું જોઈએ શાળા સ્તરે જેટલી વધારે રમતો શાળા રમાડી શકે તેટલું થવું જોઈએ કારણ કે હજી ઘણી શાળાઓ રમતને ઓછું પ્રાધાન્ય આપે છે અને ભણવાનાને વધારે પ્રાધાન્ય આપે છે તેથી શાળા સ્તરે હજી એ રમત ગમતના રમત ગમત માટે ધ્યાન આપી શકાય જેથી ભણવા સિવાય પણ રમત ગમતમાં વિદ્યાર્થીનો વિકાસ થઇ શકે